તમારા સ્થળોની હવામાન અને પ્રસંગ અનુરૂપ તમારે મુલાકાત માટે સમય જોઈતો હોય તો અમદાવાદમાં આવો તો રિવરફ્રન્ટ ખાતે તમારે ચોમાસા દરમ્યાન જવું જોઈએ ચોમાસામાં ત્યાં તાપમાન પણ ઓછું હોય છે ઠંડક હોય છે ત્યાંનો માહોલ પણ ખૂબ જ સારો હોય છે એના સિવાય તમે શિયાળામાં અમદાવાદમાં આવી શકો છો શિયાળામાં તડકો ઓછો લાગે છે તેના સિ તેના સિવાય તમે ગાંધીનગર તમે કોઈપણ સમયે જશો ત્યાં ત્યાંનું તાપમાન ઓછું હોય છે ત્યાં તડકો હોતો નથી ત્યાં વૃક્ષો બહુ બધા છે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખાય છે કેમ કે ત્યાં ઘણાં બધાં એટલાં વૃક્ષો છે ત્યાં પ્રદૂષણ બહુ ઓછું છે અમદાવાદની સરખામણીમાં ત્યાં ત્યાંના સવારના સમયે ખૂબ જ મજા આવે છે સવારના સમયે તમે બહાર ચાલવા નીકળો પાંચ પાંચ છ વાગ્યા આસપાસ તો ગાંધીનગર ખૂબ જ સારી જગ્યા છે ગાંધીનગરના રસ્તાઓ ખૂબ જ સારા છે ગાંધીનગરમાં અમદાવાદમાં ગાંધીનગરમાં ઘણા ધાર્મિક મેળાઓ થતા હોય છે ઉત્સવો તો ઉત્તરાયણમાં અમદાવાદમાં ખૂબ જ મજા આવે છે ઉત્સવમાં હોળીમાં પણ અમદાવાદમાં ખૂબ જ મજા આવ મજા આવે છે અમદાવાદમાં અમદાવાદમાં અત્યારે હોળી વખતે હોળીના બીજા દિવસે ધુળેટી હોય છે ધુળેટીની અમદાવાદમાં પાર્ટીઓ પણ થતી હોય છે જ્યાં એક સાથે બે થી ત્રણ હજાર લોકો ભેગા થતા હોય છે ત્યાં સાઉન્ડ સિસ્ટમ અને ડીજેથી ત્યાં સ્પીકર ઉપર ગીતો વાગતાં હોય છે એકબીજાને કલર લગાવતા હોય છે જેવી અનેક વસ્તુઓ અને અનેક મોસમો હોય છે શિયાળો ઉનાળો ચોમાસુ ઉનાળા ઉનાળામાં અમદાવાદમાં ના આવવું જોઈએ ઉનાળામાં અમદાવાદમાં પચાસ ડિગ્રી પિસ્તાલીસ થી પચાસ ડિગ્રી તાપમાન પહોંચી જાય છે જેથી શિયાળો અને ચોમાસું સર્વશ્રેષ્ઠ ટાઈમ છે અમદાવાદ ગાંધીનગરમાં આવવા માટે